સ્વિગીમાંથી બોલો છો મેં અહીંયા ક્યારની વેટ કરું છું યુનિવસિટી ઉપર કે મેં ક્યારનો ઓડર કર્યો કર્યો હતો અને તમે હજુ સુધી આપવા નથી આવ્યા કેટલી વાર લાગશે